ભારતમાં આરોગ્ય વ્યવસ્થા વિશે આપણે જો જાણવા માંગીએ તો મારા મંતવ્ય મુજબ અન્ય દેશોની સરખામણીમાં આપણા આરોગ્યની વ્યવસ્થા તો સારી ન ગણી શકાય કેમ કે અત્યારે પણ આપણી આસપાસના જે હોસ્પિટલો અને ક્લિનિકો જે છે તેની હા પરિસ્થિતિ મેં જ્યાં સુધી જોઈ છે ત્યાં સુધી તે કથળેલી છે કેમ કે જ્યારે સારવારમાં જ બાળકને લઈને જઈએ તો ત્યાં લાંબી લાંબી લાઈનો હોય છે વ્યવસ્થિત રીતે સારવાર પણ થઈ નથી શકતી ઘણી વાર તેઓ એવું એવું પણ બને છે કે દર્દીને જ છે તેની પૂરી સારવાર ન થઈ હોય છતાં તેમને રજા આપવામાં આવે છે કારણ કે બીજા જે દર્દીઓ જે હોય છે તેમણે સારવાર આપવા માટે સગવડતા નથી એટલે એક દર્દી જાય અને બીજો દર્દી આવે એવી રીતે પરિસ્થિતિ થાય છે બાળકો માટે પણ છે ને આવા પ્રકારના પડકારોનો સામનો આપણે કરવો પડે છે કેમ કે ઘણી વાર હોસ્પિટલ જે છે એમાં ઘણા એવા જે છે જેમાં સફાઈકામની પણ વ્યવસ્થા નથી હોતી ઘણા હોસ્પિટલમાં આપણે જોઈએ તો આ લગભગ હોસ્પિટલમાં જે છે ફિનાઈલનો ઉપયોગ નથી થતો હોતો જેને લીધે ઘણી વાર ગંદકીઓ જાય છે અને આપણને લાગે કે આપણે હોસ્પિટલમાં આવીને સાજા થઈ જાય પરંતુ ઘણા એવા હોસ્પિટલો છે જ્યાં ગંદકીને લીધે સ માંદુ થયેલું માણસ જે છે તે વધારે બીમાર પડી જાય એટલે ઘણા એવા પડકારો જે છે તેનો સામનો મારે આપણે કરવું પડે છે કેમ કે સ્વચ્છતાની પણ કમી દેખાય છે અને લાંબા લાંબા લાઇનમાં ઊભા રહીએ અને પછી તેમાં આપણો વારો આવે ત્યાં સુધી જો બાળક નાનું હોય તો નાના બાળકની હોસ્પિટલમાં આપણે કહીએ તો તો બાળક જે બીમાર હોય અને પોતે રહેતું જ ન હોય તો લાંબી લાઇનોને લીધે આ બાળકો જે છે તે વધારે હેરાન થતા હોય છે તો આના માટે આપણે સુધારો લાવવો જોઈએ કે એક વ્યવસ્થા કરવી જોઈએ કે હોસ્પિટલો જે છે અને ક્લિનિકો જે છે તે મોટા કરવા જોઈએ અને તેના માટે આ સરકારે પણ પગલાં લેવા જોઈએ તો જ આ દેસ આગળ આવી સકસે અને દેશમાંથી આરોગ્યની વ્યવસ્થા બીજા દેશો કરતાં સારી થઈ શકશે